આણંદ જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ ધામ આવેલું છે આ વડતાલ ધામની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને પોતે કરી હતી ત્યાં જે સરસ મજાનું ભવ્ય મંદિર છે સોનાના વરખથી મઢાયેલું એ મંદિરની અંદર જે મૂર્તિ છે એ સ્વામિનારાયણ ભગવાનના પોતાના હસ્તે સ્થાપિત મૂર્તિ છે એટલે એ મંદિરનું મહત્ત્વ અનેરું છે અદકેરું છે બીજા બધાં જ યાત્રાધામો આખા ગુજરાતમાં જે છે એનાં કરતાં સૌથી વધારે પવિત્ર યાત્રાસ્થળ ભગવાન સ્વામિનારાયણનું જો કોઈ ગણાતું હોય તો તે વડતાલ છે અને ત્યાં આણંદ જિલ્લામાં આવેલું છે અમે બધાં ખૂબ ગર્વથી કહી શકીએ કે ભગવાને પોતાના હસ્તે મૂર્તિ આવાં પવિત્ર મંદિરમાં સ્થાપી હતી અને એ અમારા આણંદ જિલ્લામાં આવેલું છે એટલે આ જે છે એ પ્રવાસી આકર્ષણનું બહુ જ મોટું કેન્દ્ર છે ભક્તો આખા વિશ્વમાંથી આણંદ આવે છે ને આણંદથી પછી વડતાલ જાય છે મુંબઈથી નિયમિત પૂનમે બધાં દર્શન કરવા માટે આવતા હોય છે ગુજરાતભરમાંથી ભક્તો પૂનમના દિવસે વડતાલ ધામનાં દર્શન માટે આવે છે ભગવાન સ્વામિનારાયણનાં ગર્ભગૃહમાં એ જે ભવ્ય મંદિર છે જે મૂર્તિ છે એનાં દર્શન કરીને તેમની આંખો પણ ભીની થઈ જાય છે એ ભક્તિ ભાવનામાં તેઓ ડૂબી જાય છે વડતાલ મંદિરની આસપાસની જે અદભૂત કલાકૃતિ છે તેને જોતાં મન ધરાતું નથી એ કલાકૃતિનો આનંદ માણતા માણતા અને સરસ મજાનું ત્યાં પ્રસાદ મળે છે એ પ્રસાદ પણ ભક્તો માણે છે એ પ્રસાદ પણ ખૂબ પવિત્ર છે વડતાલ ધામમાં જે પ્રસાદ મળે છે એ પ્રસાદ પણ વિશ્વમાં બીજે ક્યાંય મળતો નથી તો આવું સરસ મજાનું વડતાલ ધામ અમારા આણંદ જિલ્લામાં આવેલું છે અને ખૂબ ખૂબ જ આ યાત્રીઓને પ્રવાસીઓને આકર્ષતું એક આ યાત્રાધામ છે